અમાર ગામની કરિયાણાની દુકાન આમ તો દસ બાય દસની ઓરડી જેટલી છે એમાં એક સુંદર મોટું બોર્ડ લગાવેલું છે જેનું નામ અર્જુન કિરાણા સ્ટોર એમાં બહારની બાજુ જુદા જુદા વેફરના પાકીટ લટકાવેલા હોય છે પેકેટ લટકાવેલા હોય છે નીચેની બાજુ ટેબલ ઉપર ચોકલેટ બિસ્કિટ કોક પેકેટો ખુલ્લા મૂક્યા હોય છે અંદર ચોકલેટ બિસ્કિટ ઘઉ ચોખા મસાલા વગેરે મળે છે ભાવ તાલ અમે ખરીદતા પહેલા કરી લઈએ છીએ અને પાછળથી એની પૈસાની ચુકવણી કરીએ છીએ માલ સમાન અમારા ઘર સુધી એ દુકાનવાળો માણસ પહોંચાડી જાય છે